હેલો હેલો હા બોલો હા હા બોલો

હા બોલો

હમ્મ હમ હે હેર કટિંગ તમે હેર કટિંગ કેવું કરવા માગો છો

હા બધું મટીરીયલ જે છે એ પાર્લરમાં છે હા બધું જ છે તમે જે ફ્લાવરમાં જે જુદી જુદી પ્રકારનાં બન ને બધું જ છે તો તમે જે કહેશો એ જ તમને લગાવવામાં આવશે અને એ જ રીતે સર્વિસ થશે હમ હા હા થઈ જશે હા

અ તમે તો આજે ફ્રી હોય તો આજે જ આવી જાવ નહીંતર કાલે જયારે ફ્રી હોય ત્યારે

હમ્મ હમ્મ હમ્મ હમ્મ

હા એ જે તમારી તમારી પાસે કોી પિક્ચર્સ હોય તમે એમાંથી જોઈને કહી શકો અથવા અમે અમારી રીતે જે તમને જે હોય હા એને એના ફેસ હા એના ફેસ ઉપર જે શૂટ થાય એવી રીતના બનાવી દેવા બનાવી આપવાનું એમ હા બધું જ હા હા શું કહો છો હમ્મ હા હા બધું જ એટલે એ જ કલર કરવાનો છે કે જે બીજા આવે એ એ આપણે જે અત્યારે જે માર્કેટમાં ચાલતા બધા જ છે એટલે એમાંથી તેમને જે અહીંયા અમારા પાર્લરમાં અત્યારે તમે જોઈ શકો જે તમને જે પછી શૂટ લાગે એ અ એટલે આજે જ આવવા માગો છો કે કાલે જ આવશો હવે કાલે સવારે આવી જાવ ને આઠેક વાગ્યે વહેલાં અમારે હજુ તો કાલે વહેલાં જવાનું હોય તો છ વાગે એમ કંઇક આવી જજો હા હા બધું જ છે

એ બધું થઇને તમારે અહીંયા આવો પછી ખબર પડે તમે કેવી રીતના જે બધું જ સર્વિસ લેવા માગો છે હમ્મ ત્રણ હજાર છે પાંચ હજાર છે પછી જેવું તમે પસંદ કરો એવી રીતનાં પછી એના ઉપર હાઈ થશે જે હા તો કાલે તમે આવો તમે મળો એ તો થઇ જશે ઓકે હં હં હમ હા તો સારું કાલ ના એવું નહીં હોય એમ કદાચ તમારી જોડે હોય તો લેતા આવજો ને

એ જે તમે એ જે લોકો જેમ કહેશે એમ જ એમને કરી આપવામાં આવશે એમ કેહેશે કે એમના કોઈ પિક્ચર્સ બતાવે કે અમારે આવી કરવી છે તો એવી અથવા તો એમ કહેશે કે તમને જે ગમે એ અમારા ફેસ પ્રમાણે કે એ પ્રમાણે એમને કરી આપવામાં આવશે સારું તો કાલે હા હા એમ બધું મળી જશે એવી કોઈ

હ હા કાલે તમે છ વાગે આવી જાવ ને